પશુપાલનને લગતા સામાન્ય ઘણા બધા આવા કાયદા જોવા મળે છે અને ખેડૂતોને આની ઘણી બધી અસર કરે છે પશુપાલનમાં જેમ કે અ કતલખાનાઓના અમુક નિયમો છે જેમાં ગાય અ ગૌ હત્યાનું અપમાન છે તેમાં ગણ ગૌ હત્યા માટે પણ કાયદો છે પશુ કલ્યાણ માટે સરકારના ઘણા તો કાયદાઓ કરવામાં આવ્યો છે પર્યાવરણ અને ધારા ધારા ધોરણો પણ ઘણાં જોવા મળે છે પશુને લગતા મુદ્દાનાં મુદ્દાઓ અથવા પ્રશ્નો એની સલાહ અમે પશુપાલક જે પશુના ડૉકટરો હોય એની પાસેથી લઇએ અને પશુ સલાહ કેન્દ્ર હોય એની પાસેથી પણ મેળવીએ છીએ મેળવીએ છીએ અથવા કોઇપણ યુટ્યુબની ચૅનલો અખબારો લેખો પુસ્તકોમાંથી પણ અનુસરીને પણ આ તેના સમાચાર અને તેનાં સલાહ સૂચનો લેતાં હોઈએ છીએ